ઘણા બધા પ્રવાસીઓ દર વર્ષે ગુજરાતની મુલાકાતો લેતા હોય છે પરંતુ ગુજરાતીઓની કેટલીક ખાસિયતો ગુજરાતની જનતાની કેટલીક વિશિષ્ટતાઓથી તેઓ પૂરેપૂરા માહિતગાર હોતા નથી ખાસ કરીને એક ગુજરાતીઓ તરીકે જો વ્યવસાયિક દૃષ્ટિએ જોઈએ તો એની જે સાહસિકતા છે નોંધપાત્ર છે આજે ગુજરાતનાં લોકો દેશનાં અને સમગ્ર દુનિયાનાં ખૂણે ખૂણે એમ કે છવાયેલા છે એનું કારણ એ છે કે તેઓ કોઈ પણ વ્યવસાયમાં મહેનત કરીને સફળ થવા માટે પ્રયાસ કરશે તે સાહસ પણ કરશે અને અથાક પરિશ્રમ પણ કરશે અને તેની સાહસ તેનો પુરુષાર્થ અને એ મહેનત જે છે એ ખરેખર એનાં ક્ષેત્રમાં રંગ લાવે છે આજે તમે વિશ્વના કોઈપણ ખૂણે જાઓ એવી કોઈ જગ્યા નહીં હોય એવો કોઈ દેશ નહીં હોય એવું કોઈ શહેર નહીં હોય કે જ્યાં ગુજરાતી ન વસતો હોય તો ગુજરાતીઓને વ્યવસાય પ્રેમ ગુજરાતીઓની સાહસિકતા અને શ્રમ કરવા માટેની એમની જે ક્ષમતા આ કાબિલ એ દાદ છે એ કદાચ ગુજરાતની મુલાકાત લેતાં કેટલાંક લોકોને ખ્યાલ નહીં હોય બીજી ગુજરાતની અંદર આ દેશને આઝાદી અપાવનારા મહાન પુરુષો આ જ ગુજરાતે દેશને ભેટ આપ્યા છે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ પોરબંદરમાં જન્મ્યા હતા અને રાજકોટમાં પણ એમણે થોડોક વર્ષ રહી અને અભ્યાસ કર્યો હતો આજે રાજકોટ શહેરમાં એમના નામની મોહનદાસ કરમદાસ કરમચંદ એમ કે ગાંધી વિદ્યાલય એ એની જ નામની શાળા પણ છે એના નામનું સંગ્રહાલય પણ છે અને કબા ગાંધીનો ડેલો એ એક એનું એક ઐતિહાસિક સ્થળ છે રાજકોટની રાષ્ટ્રીય શાળા સાથે પણ મહાત્મા ગાંધીની કેટલીક સ્મૃતિઓ જોડાયેલી છે ઘણી બધી મિટિંગો હશે ઘણી બધી મેળાવડા ઘણા બધા સંમેલનો એમણે રાષ્ટ્રીય શાળામાં યોજ્યા હતા તો આવી મહાન વ્યક્તિ પણ ગુજરાતની અંદર જન્મી હતી કે જેમણે સમગ્ર ભારત દેશને દિશા આયપી આપણે આપણી આઝાદીની લડત આ ગુજરાતના પનોતા પુત્ર મહાત્મા ગાંધીના નેતૃત્વ નીચે લડ્યાં અને ગાંધીએ આપણે સત્ય અહિંસા પ્રેમ જેવા સંદેશા આપ્યા કોઈ પણ પ્રકારનો હિંસા નો સહારો લીધા વગર અંગ્રેજો સામેની લડત આપણે લડ્યાં દેશને એવા આઝાદ કર્યો અને ઓગણીસો સુડતાલીસમાં આપણે આઝાદી મેળવી તો એનો સંપૂર્ણ શ્રેય પણ ગુજરાતના આપણા મહાત્મા ગાંધીને અફકોર્સ શીરે જાય છે તેવી જ રીતે બીજા એક આપણા ગુજરાતી એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એમને પણ આ દેશની એમ કે અનેક રજવાડાઓ હતાં અને જયારે આઝાદી પછી એમ કે રજવાડાનું વિલીનીકરણનો પ્રશ્ન આવ્યો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે એમ કે જવાબદારી લીધી અને રાષ્ટ્રીય કક્ષાએ એમની જે જવાબદારી હતી તે એમણે પૂરી કરી સૌરાષ્ટ્રના રાજ રજવાડાઓ જે છે ગુજરાતનાં એની પણ નોંધ લેવી ઘટે એના વિશે પણ કેટલાક લોકોને ખ્યાલ નહીં હોય કે કેટલું બધું મોટું મન એમ જ્યારે લોકશાહી સ્થાપવાની વાત આવી જ્યારે દેશને આઝાદી મળી ત્યારે એક જ મિનિટમાં એમ કે સેંકડો રજવાડાઓએ એમ કીધું કે ના અમે અમારું વિલીનીકરણ થાય ભલે દેશને આઝાદી મળી છે દેશમાં લોકશાહી સ્થપાતી હોય તો એમણે પોતાના રજવાડાઓ પોતાની અનેક સંપત્તિઓ મિલકતો પોતાનાં સત્તાઓ એમ એ રાષ્ટ્રને સમર્પણ કરી દીધી તો એમનું પણ બહુ મોટું બલિદાન ગણી શકાય ગુજરાતની અંદર આવા સપૂતો પાક્યા આજે કે કોઈની પાસે ઝૂંટવી લેવું કે ખેંચી લેવી એ સરળ છે પણ કોઈને દેવું એમ મોટું મન રાખીને આપવું એ ખૂબ મહાનતા છે તો રાજવી પરિવારો પણ ગુજરાતની અંદર ખૂબ મહાન છે આ તકે ગોંડલના મહારાજા ભગવતસિંહજીને યાદ કરવા ઘટે કે કેટલા બધા માયાળુ માનવી હતા એમ દેશની પ્રજાની ચિંતા સતત ચોવીસ કલાક કરતા સીમ વિસ્તારોમાં ખેડૂતોનાં બહેનો જતાં હોય અને એને પહેલાં ઘાસના ભારા બાંધવાના હોય તો એ ઊંચકવામાં એને તકલીફ ન પડે એ માટે એમને સરસ મજાનાં પોટલાં દરેક ખેડૂત સીમ વિસ્તારમાં બનાવ્યા હતા કેમકે પોતાના રાજની દીકરીઓ શ્રેષ્ઠ શિક્ષણ મળે એના માટે પણ સરસ મજાની શૈક્ષણિક સુવિધાઓ પણ એને ઉપલબ્ધ કરી હતી એટલું જ નહીં પરંતુ ખેતી ઉદ્યોગ દરેક ક્ષેત્રની અંદર પોતાની પ્રજા ખૂબ વિકસે ખૂબ નોંધપાત્ર પ્રગતિ કરે તે માટે ગોંડલના મહારાજા ભગવતસિંહજી સતત પ્રયત્નશીલ રહેતા આવા અનેક મહાન રાજાઓ હતા અનેક સંતો આજ ગુજરાતની અંદર પાક્યા છે નરસિંહ મહેતાથી માંડીને અનેક સંતો છે કે જેમણે જલારામ બાપા છે વીરપુરની અંદર એવી જ રીતે અનેક સંત મહાત્માઓએ ગુજરાતની અંદર જન્મ લઇ અને અનેક લોકોના ઉદ્ધાર કર્યા છે આ કેટલીક બાબતો પ્રવાસીઓ જાણતા ન હોય તો ગુજરાતી માત્ર દરિયાઈ કાંઠો કે સોમનાથ મંદિર દ્વારકા મંદિર કે ગીરના સિંહ જોવાના કે કેસર કેરી માટે કે અમુક સુંદર મજાના પ્રવાસન સ્થળો માટે પ્રખ્યાત છે એટલું જ નહીં પરંતુ ગુજરાતની અંદર અનેક એવા સપૂતો છે કે જેમણે આ રાષ્ટ્રના ઇતિહાસનાં નિર્માણમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે